હા હું વસાવા સંતોષકુમાર દિનેશભાઈ

અવાજ આવે છે હું વસાવા સંતોષકુમાર દિનેશભાઈ હું એક કોલોનીમાં રહું છું અને ત્યાં ગંદુ પાણી આવે છે જેમ પાણીમાં કચરો અને પાણીમાં સ્મેલ આવે છે અને જુદી જુદી રીતે પાણી એમ અલગ અલગ કલ રંગનું જેવું આવે છે તો એ વિશે હું જ્યારે વાત કરવા ગયો હતો એ લોકો કહે છે કે ત્યાંથી તમને અલગ જે તે બોલે છે ગાળો આપે છે કે આમ ન થાય પાણી ચોખ્ખું આવે છે અને એ લોકો કહે છે કે પાણી માટે કોઈ સારું જ આવે છે તો તમે ખોટા આરોપો ના કરો એથી એ લોકો કહે છે કે એ લોકો કહે છે કે પાણી ચોખ્ખું જ આવે છે અને તમે એના વિશે ખોટી કમ્પલેન ન કરો અને ખોટા આરોપો અમારા ઉપર ન કરો આથી હું એવું કવ કહેવા માગું છું કે એ લોકો વિશે કાર્યવાહી કરો અને તમે એના વિશે કોઈ એક્શન લો હા મતલબ આપણે કમ્પલેન કરવા જઈએ છે તો એ લોકો કંઈ સરખો જવાબ આપતા નથી અને ગાળો બોલે છે કે કોઈ સરખો જવાબ નહીં ને કંઈ એક્શન લેવા માટે એ લોકો કાંઈ તકેદારી રાખતા નથી હા